કહાં સે દે યહાં તો ઉધારી ની મળે તે પસી જાય ગલ્લુ એ વરસાદ આ બાજુ તો આવતો નથી ને તે બાજુ આવેલો તો પછી આ ભાત તો મરી જવાનો આમ તો અમારે તો તમારે ભાત તમારે ભાત કેવડો થયેલો અહહં દવા કેટલાક નાંખેલી અહીં તો હવે તો જવા દે પછી હું ઢોર શું ખાવાના આપણા સારા ઢોર પણ ભૂખે મરી જવાના પછી સુકામાં તો અરે આ આગાહી આગાહી તો કરી છે પછી ખબર નહીં હે કંઈ નહીં હવે આગાહી આગાહી કરેલી છે હવે આગાહી તે પર આધાર હવે કેવો વરસાદ પડે તે આ વરસાદ વરસાદ પડ વરસાદ અમારે ત્યાં પડવાનો છે હવે તમારે ત્યાં તો ઓછો પડશે હમના આગાહી કરેલી છે પેલા ભાઈએ હં તે કહેલું અમને વરસાદ પડવાનો છે એમ અમારે તો બધ્ધું તૈયાર જ છે અમારે બધ્ધું તૈયાર છે આ બાજુ ખાલી હવે વરસાદ આવે તો પાક નાખીને ખાલી રોપવાનું જ છે હવે એમ હા ભાત હવ ભાત રાખેલો પણ હારા જીવડા બહુ પડી જાય તો પછી શું કરીએ એમાં

હવ મારાથી જાતિ રહેલાં એટલે મારો તો બધો સામાન નવો લાવવો પડવાનો કમકે ગયા વરસનું બધુ ભાંગીને તૂટી નાખેલું તે મદિરે લઈ ગયેલાં અમારે તો પછી આ લાવેલાં જ નહીં ને હવે હવે કંઈ ભેગું થવાનું જ નહીં પૈસા જ નહીં મળે તે બેન હવે શું કરું આ વરસાદ નહીં આવેની ને હવે આવતે વરસે જોવાનું છે જો આવે આવે તો ભાગ્ય બાકી તો મારી ઈચ્છા તો નહીં મળે એ ભગવાનનું કંઈ કરે નહીં તો સારો શું કરવાનો તે મારો ભાત નહીં થાય ને આવું હેરાન થયા કરે તમારે કોઈ આવે નીંદણ હોય તો મને કહેજે મોજે ત્યાં રિય તો આપણે અહીં રોપાનું છે પછી હં સારું સારું સારું ચાલો એ હા